આમા સેવામાં તો તમારે એવું છે કે મારે છે ને મારી ઓફિસ ઉધના જીઆઇડીસી પાસે છે મારે એમાં જીઓ ફાઈબર નખાવવાનું છે તો તમે મને જીઓ ફાઈબર વિશે જાણ કરો કે કયો પ્લાન સારો છે કેટલા મંથ હાટુ સારો છે મને તમે એની જાણ કરો હા તમે હા હા મું મોકલી આપું ને પિનકોડ તમે ઓગણચાલીસ પાંચસો ચાર બોલો ચાર અવેલેબલ છે અમારા એરિયામાં તમારો જીઓ ફાઈબર હા તો તમે મને એમ કહો ને એના બેનિફિટ શું છે તમારા જીઓ ફાઈબરના બેનિફિટ જણાવો મને

ઓકે ઓકે હં હું ઓર્ડર કરું તો હું ઓડર કરું તો કેટલા ટાઈમમાં મારી ઓફિસે જીઓ ફાઈબર નખાઈ જશે

અને એના કોઈ એકસ્ટ્રા ચાર્જ લાગશે કે નહીં લાગશે એનો એકસ્ટ્રા ચાર્જ કોઈ અને એમાં ચાલું જીઓ ફાઈબરમાં કોઈ તકલીફ આવી તો મારે કોને કંમપલેન કરવાની તમને જ કરવાની કે બીજા કોઈ નંબર પર કંપલેન કરવાની મારે અને આ તમારા જીઓ ફાઈબરનાં જે તમારા જે બિલ છે જે અમાઉન્ટ છે એ તો વધી ગયાં છે કે પહેલે જેટલા જ રહ્યા છે તમારા ઓકે ચાલો તો હું તમને પાછો ફોન કરું ને ત્યારે મને ડિટેલ્સ આપી દેજો બધી પાછી એટલે હું ઓડર કરી દઉં તમારી પર હા ઓકે ઓકે ઓકે